ડીયર ડૉક્ટર સાહેબ આપણે ધવાણથી બોલું છું પાંચ દિ પહેલાં તમારે ત્યાંથી દવા લઇ ગયો હતો તો સાહેબ હજી મેલેરિયામાં કંઈ એમ તાવ હજી ઉતરતો નથી અને કંઈ ખાવું ભાવતું નથી એનું શું કારણ હશે હા એ બધો કોર્સ કમ્પલીટ પૂરો થઈ ગયો સાહેબ હજી આમ અશક્તિ જેવું લાગે છે આમ ખાવું ના ભાવે તાવ આવ્યા કરે માથું દુઃખતું હોય એવુ ઘણું બધું થતું હોય ફેર જેવું નથી લાગતું અસર જ નથી દેખાતી હા

હા રીપોર્ટમાં જેવી રીતે આવે છે એવી રીતે આગળ કોશિશ કરતા રહેવું એમ ઓકે ઓકે આપણે કાલે આવીને રીપોર્ટ કરાવી જોઇએ રીપોર્ટમાં કેવી રીતનું આવે છે સાહેબ એ પ્રમાણેની દવા આપણે કરીશું

લેબોરેટરી કેટલાં વાગે ખૂલે સાહેબ એવું એમ ને કોઈ વાંધો નહીં કાલે સાહેબ આપણે ત્યાં જઇએ લેબોરેટરી કરાવી જોઈએ રીપોર્ટ આવ્યા પછી આપણે આગળ પ્રોસેસ કરજો આ દવાથી તો સાહેબ હું શું કહું જેવો તેવો ય ફેર તો પડવો જોઈએ ને એવું એમ ને આ દવાથી વીસ ટકા જેવો ફેર

હા હા હા તો કાલનો દિવસ કંઈ વાંધો નહીં કાલ આવીને આપણે લેબોરેટરીએ સવારે જઈને રીપોર્ટ કરાવી જોઉં રીપોર્ટમાં જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણે સારવાર કરીશું ઓકે ઓકે સાહેબ થેન્ક યુ હોં